ગુજરાતનાં લોકો તેમની રચનાત્મક અને કલાત્મક પ્રતિભાને વ્યક્ત કરવા માટે ઘણાં બધાં કાર્યો કરે છે જેવા કે રાખડીઓ બનાવી તોરણ બનાવવા એટલે કે હોમ ડેકોરેસને અલગ અલગ આઇટમ્સ બનાવવી હેન્ડ મેડ જ્વેલરી બનાવવી અને આવા બધાં ક્રાફ્ટ છે પેઈનટિંગ છે ઘણાં બધાં કાર્યો કરે છે